સૂર્ય નમસ્કાર યોગા પ્રાણાયામ વોકિંગ અને હું સવારે ઊઠીને રોજ રનિંગ કરું છું રનિંગ કર્યા પછી કરીને પછી થોડા સમય ધ્યાન કરું છું પછી આસનો કરું છું એ બધી કસરત કરવાથી આપણાં શરીર આપણું શરીર સ્વસ્થ રહે છે અને આપણને પૂરે આખા દિવસ માટે એનર્જી પૂરી પાડે છે એ કસરત કરવાથી આપણા શરીર આપણું શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે આપણને તન અને મન બંને રીતે સ્વસ્થ રાખે છે માનસિક રીતે અને સ્વાસ્થ્ય રીતે બંને તે સ્વસ્થ